મેં મારા ઘણા બધા મિત્રોને તરણ કલા શિખવાડવામાં મદદ કરી છે અને તેમાંથી મોટા ભાગના મિત્રોને સેહલાઈથી તરણ કલા આવડી ગઈ હતી અને તે હવે સારી રીતે તરણ કલા કરી શકે છે પણ એક વાર મારી સખી કૃપાંગીને તરણ કલા શીખવામાં મુશ્કેલી પડી હતી જેનાથી તેને તરવું અઘરું લાગ્યું હતું અને તે ભૂલથી દસ ફૂટ ઊંડા પાણીમાં ડૂબકી મારી ગઈ હતી તેથી તે ડૂબવા જઈ રહી હતી તેને બચાવવા માટે મેં કૂદકો માર્યો અને તેને પાણીમાંથી બહાર કાઢી અને તેને બચાવી હતી